નમસ્તે કેમ છો બસ એકદમ મજામાં આપનાં આયુર્વેદિક સેન્ટરમાં ઘણા ટાઈમથી સાંભળ્યું હતું મને આજે આવવાનું પણ થયું છે તો આપ અહીંયા જી જી જી આભાર આભાર આપનો આપે અમારું સ્વાગત કર્યું હવે મારે છે ને બેન ઘણાં સમયથી મને પેટમાં ગડબડ થયું છે ઘણી બધી વખત અને શરીરમાં ઘણી વખત રાત્રે ઊંઘ પણ ઓછી આવે છે અને શરીરમાં ઘણી વખત એવું પણ થાય છે કે કબજિયાત જેવું લાગે છે તો શું આપણે ત્યાં એવી કોઈ થેરાપી કે ટ્રીટમેંટ કરીએ છીએ જેથી આ બધી વસ્તુઓમાં આપણને કોઈ શરીરમાં ફેર પડે અને આપણાં શરીરમાં આ બધી પ્રોબ્લેમ ના રહે

જી જી જી જી બરાબર તો હા બોલો બોલો બોલો આપ બોલો કંઈ વાંધો નથી

બરાબર છે તો હવે મારે ઘણી વખત એવું થાય છે મૅડમ કે મારે આવવા જવાનું હોય છે એના કારણે શું થાય છે કે જમવાનું અનિયમિત હોય છે કે બહારનું જમવાનું જમવા જમવાનું થાય છે જેથી કરીને મેંદાવાળી વસ્તુઓ પણ ઘણી બધી ખાવાનો વારો આવી જાય છે બહાર હોઇએ ત્યારે તો એના કારણે હવે અ ડેઇલી એટલે કે રોજ આપણે આ બધી વસ્તુ ચૂકી જઈએ છે કારણ કે રોજ એ બધી વસ્તુ થઈ શકતી નથી ઘણી બધી વખત અમારા ઘરનાં પણ કહેતા હોય છે કે તમે આ લઈ લો આ ફાકી લઈ લો પણ એ ડેઇલી બેસિસ પર નથી લઇ શકતા તો શું આપણે આ જે ટ્રીટમેંટ તમારી પાસે કરાવીએ કે ભાઈ અલગ અલગ પ્રકારની જે થેરાપીઝ છે તો એ બધી થેરાપીઓ આપણે સમયસર કરાવીએ તો એનાથી ફાયદો થાય ખરો મેં ઘણી વખત જી જી બોલો બોલો મેં એવું સાંભળેલું હતું કે કે આયુર્વેદિક ટ્રીટમેંટ જો તમારે કરાવવી હોય તો એ બહુ લાંબા ગાળે તમને ફાયદો આપે તો એટલે શું જલ્દી એનું રીઝલ્ટ ના આવી શકે બરાબર છે ઠીક છે તો મારા માટે મારા માટે અત્યારે કઈ મારા માટે અત્યારે કઈ ટ્રીટમેંટ કરાવવી જરૂરી છે ના એ તો મારે એ તો મારે ઘરે જઈને કરવાનું છે પણ અહીંયા શું મને ટ્રીટમેંટ આપવાનાં છો જેમ કે અલગ અલગ પ્રકારની જે પંચકર્મની પ્રક્રિયાઓ છે ક્રિયાઓ છે એ અહીંયા થાય છે તો એ મારે કરવાની છે ને ઓકે ઓકે

જી જરૂર હું આનું કૉસ્ટિંગ વગેરે જાણી શકું હું આ કેટલું ચાર્જ મને લાગશે એ જાણી શકું બરાબર હા બરાબર છે કંઈ વાંધો નથી બેન હું તો હમણાં જ આપણે કરી લઈએ ને પ્રક્રિયા કલાક જેવું લાગશે કે વધારે લાગશે ઠીક છે ઓકે બેન ઠીક છે ચાલો આભાર તમારો